ભારતીય ફિલ્મોમાં સ વિચારીએ તો ગીતસંગીત એ ભારતીય ફિલ્મોનો મહત્ત્વનો અંગ છે ગીતસંગીત વિના તો ભારતીય ફિલ્મનો વિચાર પણ નહીં થઈ શકે એમ કહી શકાય કર્ણપ્રિય ગીતોનો ભારતીય જનમાનસ પર પ્રભાવ જાણીતો છે તેથી ભારતીય ફિલ્મોની તપાસ કરીએ તો ગીતોની પણ તપાસ થવી જોઈએ ગીત એ ફિલ્મોનું અવાસ્તવિક અંગ છે અથવા ગીતની ચર્ચા માત્ર જનમનોરંજક ફિલ્મોના સંદર્ભે જ થઈ શકે એમ કહીને ગીતોની ચર્ચા ટાળવી ન જોઈએ ભારતીય ફિલ્મોમાં શાસ્ત્રીય સંગીત સૂફી સંગીત પાશ્ચત સંગીત ભક્તિ સંગીત વિવિધ પ્રાંતોનું લોકસંગીત વગેરે ખૂબ સારી રીતે વ્યાપક રીતે વ્યા પ્રયોજાએલું જોવા મળે છે પાત્ર પટકથા પરિવેશ વગેરે તત્ત્વોની જેમ જ ગીતની પણ ફિલ્મ કૃતિના સંદર્ભે તપાસ કરવી જોઈએ કલ્પનાસભર રીતે થતું ગીતોનું વિનિયોગ ગીતને માત્ર મનોરંજનનું સાધન બનવા દેતો નથી ગીત સંગીત ફિલ્મ કૃતિનું અંત્ર તત્ત્વ બનીને આવે છે ત્યારે ફિલ્મના માધ્યમની ક્ષિતિજો વિસ્તરે છે ગીત સંગીતની તપાસ સમગ્ર ફિલ્મ સૃષ્ટિના સંદર્ભે થાય છે બૈજુ બાવરા સંગીત સમ્રાટ તામસેન જે બી સંગીત પ્રધાન અને ઐતિહાસિક પરિવેશવાળી ફિલ્મો સંગીતમાં જોવા મળતી ક્ષિતિજો તરફ અભિજીત ક્ષતિઓ તરફ આંગળી ચીંધે છે કોઈ પણ પ્રકારની બંધીસ ઓર્કેસ્ટ્રેસન માટે વાજીંત્રોની પસંદગી કરવી એ ખૂબ સમજ માંગી લે એવું કાર્ય છે ભારતીય ફિલ્મો ના સંગીત વિશે તો શું કહેવું જેવું ભારતીય ફિલ્મોનું સંગીત છે તે વર્ષોથી એકદમ જ દુનિયાભરમાં જાણીતું છે મારા પ્રિય અભિનેતાઓમાં તો રાજ કપુર ફર્સ્ટ નંબરે પહેલા નંબરે આવે પછી મનોજ કુમાર છે દિલીપ કુમાર છે અમિતાભ બચ્ચન છે રાજ કપ રાજેન્દ્ર કુમાર છે સંજીવ કુમાર છે એવા ઘણા બધા કલાકારો છે જેઓની અભિનય કલાકારી ખૂબ ઊંડા આમ મગજમાં આમ પ્રસરી જાય છે આપણે દીલને સ્પર્શી જાય છે અભિનેત્રીઓમાં વહીદા રહેમાન છે હેમા માલિની છે નરગિસ છે મધુ બાલા છે મિના કુમારી છે એ લોકોની અભિનય કળા ખૂબ જ ખૂબ જ ખૂબ જ સરસ રીતે હ્રદયને સ્પર્શે છે એ લોકોના એક્ટિંગ અભિનય કરે છે એવું લાગતું નથી એ લોકોના એ લોકોના પાત્રને જીવી જાણે છે અને સંગીતની તો શું વાત કરીએ જૂના ફિલ્મી ગીતો જે છે તમને એકસરખું મગજ પર હ્રદય પર રાજ કરે છે વર્ષોથી આજે હું વિવિધ ભારતી નાનપણથી સાંભળું મારી મમ્મીને શોખ હતો ત્યારથી લગભગ પચાસ વરસથી હું વિવિધ ભારતી સાંભળું છું અને દરેકે દરેક જૂના ગીતોમાં ખૂબ જ ખૂબ જ રસ છે મારા ગાયકો પ્રિય ગાયકમાં મુકેશ રફી અને લતા કિશોર કુમાર એ ચારમાંથી કોઈ પણ એક ફર્સ્ટ નંબર પર આવી નહીં શકે દરેકનો એક સરખું લેવલ છે કોઈને ફર્સ્ટ નંબર પર આપી શકાય નહીં દરેકે દરેક ગાયકની પોતાની આગવી શૈલી છે અને એ લોકોના ગીતો તમને હૃદયને સ્પર્શી જાણે છે જૂના ગીતોમાં રાજકપુરના મેરા નામ જોકરના ગીતો છે સંગમના ગીતો છે પછી રાજેન્દ્ર કુમારનું આ સૂરજનું બહારો ફૂલ બરસાવો ગીત છે પછી દિલીપ કુમારનું મધુબન મેં રાધિકા નાચી રે જેવા ઘન ઘણા બધા અમર ગીતો છે કેટલા બધા ગીતો છે જેની શક્ય જ નથી કે તમે એને કોઈક સૂચિ બનાવી શકો એટલા બધા ગીતો સારા બનેલા છે જૂના